જ્યારે નાની હતી હું ત્યારે પહેલી વાર ટીવી પર બહુ બધા લોકોને ડાન્સ કરતાં જોયું હતું તો એ જોઈને મને પણ બહુ ઈચ્છા થતી હતી કે હું પણ એ લોકોની જેમ કરી જોઉં કે મારાથી થાય છે નથી થતું તો એ રીતે ચાલુ કર્યું હતું પછી મને મારી મમ્મીએ જોયું કે હું બહુ સરસ કરું છું અને એમાં મને બહુ મન લાગી રહ્યું છે તો મને કોઈ ક્લાસીસમાં નાખ્યો કે હું એમાંથી વધારે શીખી શકું અને ત્યાં બહુ બધા લોકો અલગ અલગ સ્ટાઈલ એ લોકોની ડાન્સનું પર્ફોમ કરતા હતા તે બધું જોઈને મને વધારે ઈચ્છા થઈ કે વધારે ઇન્ટરસ્ટ પડ્યો કે આમાં વધારે શીખવા જેવું છે તો એવી રીતે કરતાં કરતાં મોટા થતાં થતાં સ્કૂલમાં પણ જ્યારે એન્યુઅલ ફંક્શન આવે ત્યારે હું પણ એમાં ભાગ લઉં કે એમાં મને કેટલું મજા આવે કેટલું રસ મળે અને જ્યારે પણ હું બહુ સારી રીતે એને કરું ત્યારે આજુબાજુવાળા લોકો મને બહુ કે કે તું બહુ સારું કરી રહી છે તું આમાં આગળ પણ કરી શકે તો એ રીતે મને વધારે ઇન્ટરસ્ટ પડતો અને ધીમે ધીમે મોટા થતાં થતાં થોડુંક ઓછું કરવાનું થઈ ગયું કારણ કે વાંચવાનું પણ આવે સાથે સાથે તો પણ હજી પણ જ્યારે કોલેજમાં આવી છું ત્યારે પણ જ્યારે કંઈ બી ઈવેન્ટ થાય છે તો એમાં પણ બહુ ગમે છે કે બધા મળીને સાથે ડાન્સ કરવાની ઓપર્ચ્યુનિટી મળે છે ને બધા સાથે કહે કે હા ચાલો આપણે કરીએ આપણે કરીએ તો એવી રીતે કરતાં કરતાં બહુ ગમે છે મને હજી પણ ડાન્સ કરવાનું